અમે એમ દક્ષિણ ગુજરાતનાં એટલે કે વલસાડ જિલ્લો છે અમારો જે મહારાષ્ટ્ર બોર્ડર પર પણ કહેવાય અને અમારે ત્યાં ઘણાં બધા ગામડાઓ છે જેમાં અલગ અલગ સ્પર્ધાઓ રમાય છે જેમકે ઇન્ટરસ્કૂલ લીગ કોંપિટિશન પણ થાય છે જેમાં ક્રિકેટની સ્પર્ધાઓ પણ થાય કબડ્ડી ખોખો એ બધી રમતો પણ રમાય છે વોલીબૉલની પણ હવે તો સ્પર્ધાઓ થાય છે અને જે રીતે આઈપીએલ તો બહુ મોટું છે પણ એ ટાઈપના પણ બધા ગામડાઓ મળીને એ લોકોની ટીમ બનાવે છે અને ઇન્ટર ગામ ઇન્ટર વિલેજીસ પણ કહેવાય જે એ લોકોના અંદર અંદર ઘણી મોટી સ્પર્ધાઓ થાય છે વોલીબૉલની તથા ક્રિકેટની પણ હવે તો મોટાપાયે રમાય છે અમારે ત્યાં શાળાઓમાં જે બાળકો રમતો રમે છે તેમાં જે લંગડી પણ રમાય છે જેમ મેં કીધું ખોખો કબડ્ડી તો છે જ પણ હવે તો સાત ઠીકરી પછી જેવલીન થ્રો શોર્ટપુટ અને ઘણી બધી રમતોની તૈયારી કરવામાં આવે છે કારણ કે બાળકો હવે સ્ટેટ લેવલ ના સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ રહ્યા છે તેમાં ઘણા બધા સ્પોર્ટ્સને લગતા સ્પર્ધાઓમાં ભાગ લે છે બાળકો ભાગમાં શૉટપુટ પણ આવે છે લોંગ જંપ પણ આવે છે એ રીતે ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવે છે અને રમતો રમાય છે અમારો જિલ્લો એમ તો બોર્ડર પર આવી રહ્યો આવે છે એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોડર જ છે જેમાં હવે બોડર નજીકનાં ગામો પર સાથે પણ અમારી સ્પર્ધાઓ ચાલે છે જેમાં મેનલી તો ક્રિકેટ જ રમાય છે એ રીતે અમે ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે અમારા જે નાના બાળકો છે એ લોકો મોટે ભાગે ચોર પુલીસ રમતા હોય કે પછી પકડાવ રમતા હોય હવે તો બાળકો મોબાઇલમાં વધારે ગેમ્સ રમતા હોય છે વધારે રમતો વધારે રમત હોય છે પણ અમે પ્રોત્સાહન આપીએ છે કે એ લોકો વધારેમાં વધારે રમતો રમે અને વધારેમાં વધારે ફિલ્ડમાં રહીને કોઈ રમત રમે એવી અમારા સ્કૂલમાં લોકો ઈચ્છે છે કે એ લોકો આ રીતે સ્પર્ધાઓમાં ભાગ લે